હું આ મેમાં પચાસ વર્ષની થઈ ગઈ છું મારે ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે હું એક સોલો ટ્રીપ કરું એક પેપરમાં એડવર્ટિસમેન્ટ જોઈને મને વિચાર આવ્યો કે ચાલો આ એક આપણે સોલો ટ્રીપ કરાય એ ટ્રીપ હતી યુરોપની જે મારા બજેટમાં હતી આ મારી પહેલી એકલી સોલો ટ્રીપ છે હું એકદમ ઉત્સાહિત છું આ ટ્રીપ માટે મને ઘણાં વર્ષોથી હતું કે હું એક સોલો ટ્રીપ કરું મારી ફેમિલીથી અલગ થઈને અને આ મને એક બહુ સારો તક મળી ગઈ મેં ઘણી વ્યવસ્થા કરી આ ટ્રીપ માટે અને આખરે મારા જે સપનાં હતાં એ મેં પૂરા કરવા માટે પગલાં આગળ વધાર્યાં જ્યારે જવાનું ટાઈમ આઇવો ત્યારે મને ખબર પડી એક મહિનો રહી ગયો તો મને ખબર પડી કે ભાઈ મારું પાસપોટ હવે એક્સપાયર થવામાં છ મહિના બાકી છે તો હવે ફોરેન જવા માટે તો આપણે સિક્સ મંથસ જે છ મહિના જે હોય છે એ આપણે પાસપોટ રિન્યૂ કરવા કરાવવું પડે તો જ આપણું પાસપોર્ટ વેલીડ ગણાય હવે હું નિરાશ થઈ ગઈ બટ હું નિરાશ થઈ ગઈ પણ મેં વિચાર્યું કે નિરાશ થવાથી કંઇ થવાનું નથી આપણે હવે આગળ શું કરવું છે એ જોઈએ હું પાસપોટ ઓફિસે ગઈ બધી પ્રક્રિયા સમજી અને પછી મેં મારું રિન્યુઅલ પાસપોટ રિન્યુઅલ પ્રોસેસ શરૂ કરી દીધું હવે જે તત્કાલમાં પાસપોટ બને છે એમાં મેં મારી નોંધણી કરાવી દીધી અને મારું પાસપોટ એમણે કીધું કે ભાઈ પંદર વીસ દિવસ લાગશે તમારું પાસપોટ રિન્યૂ થવામાં તો મેં કીધું ચાલો ઠીક છે હવે આપણે બીજી બધી તૈયારીઓ કરીએ પણ પછી ખબર પડી કે ભાઈ એક અઠવાડિયામાં અમારું પાસપોર્ટ આવી જશે તો મેં વિચાર્યું કે ઠીક છે એ પણ સારું થઈ ગયું અને મારુ પાસપોટ આવી ગયું મેં મારા જે ટ્રાવેલ એજન્ટ છે એને આપી દીધું અને એણે બધી પ્રક્રિયા શરૂ કરી કાઢી હવે મારા સપનાની જે સપનું હતું એ હકીકતમાં ફેરવાવાનું હતું તો હું બહુ જ ખુશ હતી અને પછી મેં અમારી પેકિંગનું બધુ સ્ટાટ કરી દીધું અને ચાલી ગઈ